હા તો જેમાં સૌથી વધારે મને રસ છે તેની હું વાત કરું તો એ હશે માટીકામ મતલબ કે માટીમાંથી જે આપણે બનાવીએ તેવી વસ્તુ ખાસ કરીને ગુજરાત એના માટે પણ પ્રખ્યાત છે કે માટી કામ જે છે ને એનાથી એક તો સૌથી પહેલાં તો કે આપણે આપણી માથે સાથે જોડાઈ રહેતાં હોય એટલા માટે તેની સાથે સાથે જ તે માટી કામ એટલા માટે પણ અહીંયા પ્રખ્યાત છે કારણ કે ગુજરાતમાં અલગ અલગ પ્રકારની જે માટી છે તમને મળી રહે છે લાલ માટી કાળી માટી વિવિધ પ્રકારની જે માટી છે અહીંયા મળી રહે છે એક એ પણ કારણ છે મારી વાત કરું તો હું હાલમાં પણ સ્ટેશનરીની જો દુકાને જાઉં છું ત્યાંથી હું ક્લે માગું છું મારા માટે અને મારા બાળકો માટે કેમ કે ક્લે જે છે ને હું એમને જે કહેવાય કે હું એમને ટેવ પાડું છું ક્લેના રમકડાથી તો હું સ્ટેશનરીમાંથી ક્લે લઈ આવું છું હું એમને ક્લે આપું છું જે માટી કહેવાય તે રંગબેરંગી એ લોકો એ ક્લેમાંથી અલગ અલગ નમૂના બનાવે છે માટીકામમાં હું જો કહું તો હું લાલ માટી સૌથી વધુ પસંદ કરું છું લાલ માટી લાવીને તેમાંથી તેને પલાળી રાખી પછી તેમાંથી જે અલગ અલગ કલાકૃતિ બનાવવાની જે મજા છે એ બહુ જ આનંદદાયક છે ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે પણ એવા કેટલાંક મકાનો છે કે જેને બહારથી માટીથી લીંપેલાં હોય અને તેના ઉપર વિવિધ પ્રકારની કલાકૃતિઓ બનાવવામાં આવી હોય હસ્તકલાના નમૂનામાં જો હું વાત કરું તો તે મારી સૌથી પ્રિય વસ્તુ છે કારણ કે તે લોકો ઘરની જે ફરતે છે ને માટીથી અને ગારથી લીંપે છે અને ત્યારબાદ તેને આભલા રંગબેરંગી કલાકૃતિઓ આ બધેથી સુશોભિત કરે છે ખાલી તેટલું જ નહીં ઘરના જે ઉંબરા હોય છે તેને પણ એ લોકો અનાથી જ સુશોભિત કરે છે માટલા કામ પણ એક ખૂબ જ મતલબ કહેવાય કે અહીંયાની લોકપ્રિય ગણાતી એવી વસ્તુ છે માટલા કામમાં તમે જુઓ તો હવે પહેલાં સાદા માટલાં આપણને બધાને ખ્યાલ છે એમાં આવતાં હતાં હવે જે છે તે લોકોએ તેમાં પણ પોતાનું આધિપત્ય સ્થાપ્યું છે અને તે લોકો હવે આધુનિક રીતે કરવા લાગ્યા છે કે તે લોકો અલગ અલગ જેમ કે કહેવાય કે તે કલાકૃતિઓ શીખે છે નવી નવી તેને માટલા પર છાપે છે પોતાની રીતે અને પછી તેને રંગબેરંગી કલરોથી સુશોભિત કરે છે આ વસ્તુ જોવામાં એટલી આપણને સરળ લાગે પણ એની પાછળ ઘણી જ મહેનત હોય છે સાથે સાથે તે ખૂબ જે આપણે કહી શકીએ કે એટલી આમ જ્યારે આપણે એને ઘરમાં એક તરફ રાખી હોય ત્યારે એટલું સરસ દૃશ્ય આપતી હોય છે તો હા અને સાથે સાથે તેના ઘણા સારા ઉપયોગ પણ છે ઘર તમે જે બનાવેલું માટલું જે છે કુંભાર પાસેથી જ્યારે તમે તે લો છો એક તો એ હસ્તકલાનો બહુ જ સારો નમૂનો છે સાથે સાથે તેના ફાયદા પણ છે ફાયદા જો હું તમને ગણાવું તો એક તો તે માટીનું બનેલું છે એટલે તેમાં કુદરતી ઠંડક રહેલી હોય છે જે એવું ઠંડુ પાણી કે જે તમને જરા પણ નુકસાન નથી કરતું તમને જ્યારે જેટલી પણ વાર તમે તેનું પાણી પીશો ને તમારી આમ અંદર તમને એક અલગ જ તાજગીનો અનુભવ થશે તેનાથી ઘણા સારા ફાયદા છે પાચન ક્રિયામાં ને બધી ઘણી બધી બીજી વસ્તુઓમાં તમને ફરક પડી રહે છે તો હું હું પણ એ જ ચાહું છું કે જેમ હું માટીથી જોડાયેલી છું મને માટીનું જે આ કામ કરવું ગમે છે એ જ રીતે અમારા બાળકો પણ જે ક્લેથી રમીને અત્યારે શીખે છે તે પણ માટી માટે એક દિવસ આવો જ અભિપ્રાય કેળવશે અને આવી જ રીતે તે પણ મતલબ કહેવાય કે માટીથી જોડાયેલા રહેવાનું પસંદ કરશે તો હા એ બહુ સારી વાત છે અને મારી દરેક પ્રવાસીઓ અને દરેક મતલબ કે જે લોકો ગુજરાતની મુલાકાતે આવે છે એ બધાથી વિનંતી છે કે જ્યારે પણ તમે અહીંયા આવો કચ્છનાં જે માટીથી લિંપેલાં ઘર છે એ જોવા જરૂર જજો તમે લગભગ જ આવી વસ્તુઓ ક્યારે જોઈ હશે અને હા માટીની જેટલી પણ હસ્તકલાના નમૂના છે તે અહીંયાથી જરૂર જરૂર ખરીદશો આભાર